જી સાહેબ નમસ્કાર હું બળવંત ભાઈ જોષી બોલું છું સાહેબ સામાજીક કાર્યકર અને હળવદની જે નામી એન જી ઓ જે છે જે ઘણા વર્ષોથી ઉપર લોકો ઉપર અને પર્યાવરણ જાળવણી ઉપર કામકાજ કરી રહી છે સાહેબ તો સાહેબ અ સાહેબ એમાં એવું હતું કે આજે ઘણા સમયથી તમારી જોડે એક ટૉપિક ઉપર વાત કરવાની હતી પરંતુ અનાયાસે થઈ નથી અને ઘણીવાર આપને કૉલ પણ કરેલો પણ અનાયાસે આપનો કૉલ ઉપડેલો નહીં પણ આજે આપનો કૉલ ઉપડી ગયો છે તો મારે આપની સાથે ખાસ તો હળવદ તાલુકામાં પર્યાવરણ વિશે અને જે પ્રદૂષણો ફેલાવે છે એને રોકવા માટેની મારે તમને આજે એક વાત કરવી હતી સાહેબ

જીજીજીજી અચ્છા હવે મારૂ કહેવાનું એવું થાય છે સાહેબ કે આપણા હળવદની અંદર આપણે જોઈએ છે કે ઘણી બધી ઘણા બધા તળાવો છે અ કેનાલો પણ જાય છે અને ઘણા બધા એવા વિસ્તારો પણ છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં આપણે અ ઝાડનો ઉછેર કર્યો છે તો એમાં ખાસ આજે એક એ પ્રશ્ન હતો કે આપણા હળવદની અંદર એક જેને કહેવાય નામી અ નામચીન જગ્યા જે છેકે જ્યાં હળવદ લોકો હળવદના જે લોકો છે ત્યાં બેસવા માટે ફરવા માટે આવતા હોય છે એવું જ એક તળાવના કાંઠે શ્રી શનીશ્વર મહાદેવનું મંદિર છે જે તળાવ તમે આવતા જતા જોતા હશો બહું મોટું તળાવ છે સાહેબ હા પરંતુ સાહેબ પરંતુ સાહેબ ઘણીવાર હું ઘણીવાર ત્યાં જાઉં છું અને જોઉં છું કે ચારે બાજુ આપણે જોઈએ છે તો તળાવની ચારે બાજુ સાહેબ ગંદકીનું એટલું બધું સામ્રાજ્ય જે છે કે ત્યાંથી નીકળવું પણ બહુ મુશ્કેલ થઈ ગયું છે કારણકે જે ત્યાં કેનાલનું જે પાણી એની અંદર ઠાલવવામાં આવે છે અને એ પાણીના હિસાબે જે લીલ થઈ જાય છે સાહેબ જે લીલના કારણે સાહેબ બહુ જ દુર્ગંધ આવે છે તો પહેલાં તો તમે તમારી જે પણ ત્યાંની જે સ્થાનિક અ સંસ્થાઓ જે છે એને તમે એક વાત કરો કે ભાઈ આ એક તળાવની પહેલાં સ્વચ્છતા જાળવે અને જે પ્રદૂષણો એમાં ફેલાય છે એને અટકાવો કારણ કે આપણે જોઈએ છીએ કે સાહેબ ઘણા બધા લોકો તળાવની અંદર ફૂલો છે પછી જે

ના બરાબર છે સાહેબ પણ એની સાથે સાથે તળાવની સુંદરતા અને આજુબાજુમાં જે બગીચો છે એના જે વૃક્ષો છે એનું પણ જતન કરવાનું છે અને ખાસ કરીને જે તળાવની અંદર આપણે જોઈ શકીએ ખૂબ મોટા પ્રમાણમાં એની અંદર માછલીઓ અને મોટા મોટા માછલાઓ પણ છે જે ગંદકીના કારણે મૃત્યુ પામે અને મૃત્યુ પામે તો સાહેબ એમાંથી વાસ આવે દુર્ગંધ આવે અને રોગચાળો ફાટી નીકળે એ પણ દહેશત છે તો કૃપા કરીને તમે જે છેને આના ઉપર થોડું વધારે ધ્યાન આપી અને સ્વચ્છતા કરાવો એવી મારી તમને વિનંતી છે થેંક્યુ સો મચ